હા અમે ગુજરાતથી મુંબઈ બહું સફર કર્યા એમાં બસ વર્ણા ખૂબ સારી હતી ડ્રાઈવર બેઠક આગનો સામાન મૂકવાનો કોર્ટર બારીઓ બેઠકો એ બધી વ્યવસ્થા ખૂબ સારી હતી એ બસમાં અમને ખૂબ મજા આવી અમે બસમાં મુંબઈ ગયા કોઈ ફેરી આગળ બેસ્યા સામાન મેલવાનું બી ત્યાં સારી સુવિધા હતી તે આગનું સામાન મૂકવાનું કોર્ટર બારીઓ બેઠકો ડિજલ એને ખૂબ સારી રીતના બસ આપણે જ્યાં કે ત્યાં ઊભી કરી હતી તે ખૂબ સારો ડ્રાઈવર હતો અને બીજો અમે સફર ગુજરાતથી અજમેર અજમેર કર્યો હતો અજમેરમાં તેને ખૂબ સારી અમને ખવડાવ્યું ફરાવ્યા બધુ અમને કરાવ્યું તે ખૂબ સારો હતો બસમાં અમે બહું બધુ સફર કર્યો આ અમારી સફર એની યાદી હતી